ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગને સામનો કરવો પડતો હોય તેવા મુખ્ય પડકારો ઘણા છે જેમાંની આપણે એક વાત કરીએ તો કોપીરાઇટની કે કોઈ એક વસ્તુ નીકળી છે એની કોપીરાઇટ કરીને બીજી અલગ અલગ ઘણી બધી જગ્યાએ તરત જ આવવાનું શરૂ થઈ જશે તો જે ઓરિજનલ વસ્તુ છે તેને આપણે પ્રોપર ન્યાય નથી આપી શકતા આ એક પડકાર છે પછી બીજી વસ્તુ એ છે કે જે આપણા પ્રાચીન ગરબાઓ હતા તો અત્યારે આપણી એક ફરજ આવે કે પ્રાચીન ગરબાઓ કે જે પણ વસ્તુ હતી તેને આપણે ફરીથી જેને મૂળરૂપમાં હતી તેવા મૂળરૂપમાં આપણે એને અત્યારની જે પેઢી છે તેને સુધી પહોંચાડીએ પણ મનોરંજન ક્ષેત્રમાં એવું કરીએ છીએ કે એ જે ત્યારના જે ગુજરાતી ગરબા હતા જે પ્રાચીન ગરબા હતા તેને આપણે અર્વાચીન ઢબમાં ઢાળી દીધા છે અને એમાં ખાસ કરીને આપણે નવી પ્રકારનું મ્યુઝિક નવા પ્રકારના રાગને એ બધું આપણે એમાં ઉમેરો કરતાં હોઈએ છે અને બને છે એવું કે જે જે એક્ચુઅલ મનોરંજન હતું એ અત્યારે ક્યાંક એમાંથીને ખોવાઈ ગયું છે બીજું જે અત્યારે ફેન્સી છે લોકોને બસ મજા આવે એટલે કરવું છે એ વસ્તુ સામે આવી રહી છે તો આ પ્રકારના અમુક પડકારો છે તે ગુજરાતી મનોરંજનમાં આવી રહ્યા છે